એ પુસ્તકનું નામ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા જે મેં જે મને વારંવાર વાંચવી ગમે છે જે મેં ઘણી વખત રાત્રે પણ હું વાંચતો હોઉં છું અને વારંવાર વાંચવી મને ખૂબ જ ગમે છે જેમાં સિર્ફ કૃષ્ણ ભગવાન દ્વારા જે જ્ઞાન ઉપદેશ ઉપદેશ ઉપદેશ આપવામાં આવ્યા છે તે મારા પોતાના જીવનમાં પણ ઉતારવામાં મને ગમે છે અને હું તેનો પ્રયત્ન પણ કરું છું શ્રી કૃષ્ણ દ્વારા મહાભારતના યુદ્ધમાં જે અર્જુનને જે ઉપદેશો આપવમાં આવ્યા છે જે શ્લોકો કહેવામાં આવ્યા છે તે શ્લોકો દરેક લોકોએ પોતાનાં જીવનમાં ઉતારવા જોઈએ જેથી કરીને જ્ઞાન મળે અને જીવન માણસનો કઈ રીતે જીવ જીવવું જોઈએ એ બાબતોનો તેમાં ખૂબ જ સારી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભગવાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે ઉપ ઉપદેશો આપવામાં આવ્યા છે જેના લીધે મહાભારત લડવા માટે અર્જુન તૈયાર થયો હતો પણ જયારે અર્જુને પણ પોતાના હથિયારો મૂકી દીધા હતા કે મહાભારત કરવું ના જોઈએ જેનાં લીધે ઘણા લોકોનો જીવ જશે પણ જયારે શ્રી કૃષ્ણએ ભ શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને અર્જુનને કહ્યું હતું કે જે લોકો અધર્મની અધર્મ કરતા હોય પાપ કરતા હોય તેઓનો સંહાર કરવો સંહાર કરવો એ કોઈ પણ જાતનું પાપ નથી તે પોતાની ફરજ પોતાની જવાબદારી ધર્મના રક્ષણ માટે જ કરવું એ એવા ઉપદેશો શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા અર્જુનને આપવામાં આવ્યા હતા તે બાબત મને ખૂબ જ ગમી છે અને હું નિયમિત પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વાંચન કરું છું અને જેના પર જે મહાભારત બનાવવામાં આવ્યું છે ફિલ્મમાં તે પણ હું ઘણી વખત મેં જોયેલી છે